ભારત દેશ એ ઉત્સવોનો દેશ છે તહેવારોનો દેશ છે એમ પણ કહી શકાય કારણકે દરેક મહિનાની અંદર આવતા કોઈક અને કોઈક તહેવારો આપણને સૌને આનંદિત કરી જાય છે પછી એ હોળી હોય કે જન્માષ્ટમી હોય કે દિવાળી હોય કે મકરસંક્રાતિ હોય કોઈ પણ તહેવાર હોય એ આપણે સૌ ખૂબ જ સારી રીતે ઉજવીએ છીએ આ સિવાય પંદરમી ઓગષ્ટ છે છવ્વીસમી જાન્યુઆરી છે આવા પર્વો આપણે ઉજવીએ છીએ અને ઉત્સવ મનાવીએ છીએ અને આ દિવસોમાં રજાઓ પણ હોય છે અને રજાના દિવસે તો આપણે સૌ હળીમળી અને તહેવાર મુજબ આપણે સૌ ઉત્સવો કરીએ છીએ